મને તો ટીવીમાં જનરલી ઈન્ડિયન આઈડલ અને સુપરસ્ટાર સીંગર કરીને બે શોઝ આવે છે જે એન્ટરટેઈન્મેન્ટના શોઝ ગણવામાં આવે છે જેમાં ગીતો ગાવામાં આવે છે અને મને મ્યુઝિકમાં ખૂબ જ રસ છે અને ખૂબ જ ઈન્ટરેસ્ટ છે એટલા માટે હું એ શો જોતી હોઉં છું જેનાથી ઘણું બધું ગાતા અને શીખવા મળે છે અને